મેં મારો ફોન નંબર બદલ્યો છે તેના માટે મેં આધાર કાર્ડમાં જે મારો જૂનો ફોન નંબર હતો એ અપડેટ કરાવેલો હતો અને હવે ફોન નંબર મારો હવે મારે નવો ફોન નંબર એનો અપડેટ કરાવવો પડશે મારે કંઇ ન જૂના ક નંબરના કારણે કોઈ ઈશ મને કોઈ પ્રોબ્લ્મ ન થવી જોઈએ કેમ કે મારે જે આધાર કાર્ડ છે એ મેઈન વસ્તુ છે એના કારણે મારે બધું ચાલી રહ્યું છે તો હું જેમ બનશે તેમ મારો નવો નંબર આમાં અપડેટ કરાવી દઈશ